હલો હલો

હલો હા જી હા હું તમારી પાસે જે હેર સ્ટાઈલ કરાવવા આવી હતી ને એ હેર સ્ટાઇલ તો મને ખૂબ જ ગમી બરાબર એટલે બહુ જ સરસ હતી અને ખૂબ સરસ સેટ થઇ હતી અને હેર કલર પણ સારો હતો પણ હવે મારે માટે હેર કટિંગ કરાવવાનું છે અલગ અને પમિંગ કરાવવાનું છે તો થઇ શકશે પહેલાં તો આપણે હેરસ્ટાઈલમાં છે ને જે કાલે હેરસ્ટાઈલ કરી હતી ને આપણે હવે મારે રીસ રીસેપ્શનની હેરસ્ટાઈલ કરવાની છે તો શું હેરસ્ટાઈલનું મટીરીયલ બધું તમારી પાસે છે બરાબર પછી પમિંગના ચીપિયા ને પમિંગ બન પછી હેરસ્ટાઈલ ડેકોરેશનનાં આર્ટિફિશિયલ બ્રોચ ફલાવર બધું છે હં હં ઓકે અને આપણે હવે કેવી હેરસ્ટાઈલ કરવાની છે કે ઉપર પફ અને નીચે કર્લ કરવાની છે વાળને થઇ જશે ને બરાબર તમે જે હે હં હં તમે જે હેર કલર કર્યો હતો ને એ તો બહુ સરસ હતો શાઈનિંગ પણ સારી હતી અને કલર પણ એકદમ પરફેક્ટ થયો હતો હવે બે ત્રણ બીજા કસ્ટમબર છે એનો પણ કલર કરવાનો છે તો ક્યારે આવીએ ઓકે હં હં હં હં હા તો હેર કલર બહુ સરસ હતો ગાર્નિયર નેચરલ બ્લેક બહુ સરસ થયો હતો અને હેરસ્ટાઈલમાં હવે ત્યારે તો આપણે લીધી હતી જે મેરેજની હવે જે એ આપણે જે હેરસ્ટાઈલ કરવાની છે એ છે રિસેપ્શનની છે પાર્ટીમાં જવાનું છે અને એક હેરસ્ટાઈલ છે ત્યાં એન્ગેજમેન્ટમાં કરવાની છે ઓકે તો હવે કેવી રીતે કરી આપશો તમે કેવી હેરસ્ટાઈલ બનાવશો હં હં એટલે આપણે કેવી હેરસ્ટાઈલ બનાવવાની છે આપણે કેવી હેરસ્ટાઈલ બનાવવાની છે અમમ એકદમ ગોળ ફેસ છે મોઢું ફેસ એમનો ગોળ છે એટલે આમ વ્યવસ્થિત લાગે એને સેટ થાય એવી હેરસ્ટાઈલ આગળથી પફવાળી બનાવવાની છે ઓકે બરાબર હવે તો ક્યારે પછી અંદર ડેકોરેશનનું બધું છે ને અંદર બનને બધા આર્ટિફિશ્યલ બ્રોચ છે હં હં અને આર્ટિફિશ્યલ જે આવે છે એ અંબોડાની અંદર લગાવવાની એ બધું છે ને ઓકે અને હવે અમારે હેર કલર કરાવવાનો છે તો બીજા કયા હેર કલર છે એ કલર તો બહુ સરસ છે ગાર્નિયર નેચરલ બ્લેક બહુ સરસ થયો બરાબર ગમ્યો પણ બહુ પણ હવે બીજો અને કરવાનો છે બે ત્રણ જણાને

હા હાઈલાઈટ પણ કરવાની છે હા હેર કલર પણ કરવાનો છે અને બીજા છે એને હાઈલાઈટ પણ કરવાની છે પણ કયા કયા કલર છે તમારી પાસે બ્રાઉન છે બરગંડી છે

ઓકે હં હં ઓકે હં હં હા તો હું કે કેટલા વાગે આવીએ અમે તમારે ત્યાં પાર્લરમાં હેર કલર અને હેરસ્ટાઈલ માટે એટલે અમારે તો કાલે જવાનું છે પાર્ટીમાં તો ક્યારે આવીએ કાલે કેટલા વાગે હેર કલર અને હેરસ્ટાઈલને બધું થઈ જશે હં હં ઓકે બરાબર અને પછી બ્રોચ તમારે હં હં ઓકે હં હં અને અમારા જે ડ્રેસ છે અમારી સાડી છે એની સાથે અ સેટ થતા છે ને બધા આર્ટિફિશિયલ બ્રોચ ને ઓકે અને પમિંગ નીચેથી આપણે કર્લ કરવાની છે તો એ થઈ જશે હ અને કેટલી ફી લેશો હં ફી કેટલી લેશો ના એટલે તમે અમને કહો તો અમને ખ્યાલ આવે ને કે અમને વ્યવસ્થિત લાગે અમને પોસાય એ રીતે તમે કહો બરાબર ફી કેટલી લેશો હં હં ઓકે હં હં ઓકે ઓકે ઓકે ઓકે સારું ચાલો એટલે હવે બીજા જે બધા છે એમને અમે લઈને આવીએ એટલે એ પ્રમાણે તમે એમની સેટીંગ કરી આપજો એક આપણે હેરસ્ટાઇલ ચોટલાની લેવાની છે લાંબો જે ડાયમંડ ચોટલો આવે છે ને એ આપણે ડાયમંડ ચોટલાની હેર સ્ટાઇલ કરવાની છે હવે ડાયમંડ ચોટલાની હેરસ્ટાઇલમાં તમે ડાયમંડ તૈયારવાળી જે આર્ટિફિશિયલવાળી છે તમારી જોડે કે અમારે લાવવું પડશે આર્ટિફિશ ઓકે આર્ટિફિશિયલ ડાયમંડ ચોટલાનું અમે લેતા આવીએ બરાબર ને મટીરીયલ ઓકે સારું સારું અને બીજું બીજી કઈ કઈ હેર સ્ટાઈલ તમે લેશો અર્ધ ચંદ્રાકાર બનની લેશો હાફ મુન લેશો લૂપ રોલ કઇ લેશો તમે અમારે છે ને જો કેટલા બધા અમારે ત્યાં પ્રસંગ છે એટલે ઘણા બધા કસ્ટમ્બર છે અમારે સાત આઠ જણાને તમારે હેરસ્ટાઇલ કરવાની છે ઓકે

હં હં હં હં હં હં હં હં હં હં ઓકે બરાબર સારું બ અને બીજું શું બીજું શું કહેતી હતી હું હવે હે હેર સ્ટાઈલ પર નાખવા માટે એ જ કરંગના જે આપણે ડ્રેસ પહેર્યો હોય એ જ રંગનાં પેલા એ જ કલરમાં સ્ટારને બધું મળી જશે ને ડેકોરેશનનાં સ્ટીકરને બધું હા અને પમીંગ તમે નીચેથી કર્લ કરી આપશો હા અને જે ગયે વખતે હેર કલર કર્યો હતો તે એ હેર કલર બહુ જ સરસ થયો હતો બહુ જ સરસ સેટ થતો હતો શાઇનિંગ પણ સરસ હતી અને એકદમ નેચરલ લાગતો હતો નેચરલ બ્લેક એવો જ હેર કલર આપણે ફરી કરવાનો છે ઓકે હં હં તો શું ફી તમે વ્યવસ્થિત કહી દો અને કેટલો સમય આપી દો હં હં સારું ઓકે